અમે અહીંયાથી તો ટ્રેનમાં ગયેલા તે ટ્રેનમાં પણ કંઈ ઓય પ્રોબલમ આવેલો નહીં અને શાંતિથી ત્યાં ગયા ત્યાં તો ત્યાંની ટ્રાવેલિંગ હતી એ તેમાં પણ કંઈ જ વાંધો આવેલો નથી ત્યાંના રસ્તા તો બહુ જ સારા છે સરકારે ત્યાંના રસ્તા આ બહુ સારા બનાવ્યા છે અને અમને કોઈ ટ્રાફિક પણ નડ્યો નહીં એ શાંતિથી ફર્યા આ અને ત્યાંની ટ્રાવેલિંગની સુવિધા પણ બહુ જ સારી હતી એ એ જ્યાં જવું હોય ત્યાં લઈ જાય અને અમને કંઈ જ સમસ્યા થઈ હતી નહીં